જે લોકોને ગુજરાતી ભાષા બોલતાં નથી આવડતું તેમની સાથે ગુજરાતી બોલતાં લોકો જેવા કે વધારે પડતાં તો કાઠીયાવાડી કે જે લોકો ધંધા અર્થે અહીંયા સુરતમાં આવીને વસે છે અને સુરતમાં વિવિધ લોકો અહીંયા આવીને પોતાનો ધંધો કરતાં હોય છે જેમ કે રાજસ્થાનનાં પછી યુપી બિહાર તો આવા જે લોકો હોય છે તે મોટાભાગે ઓછા સમયેથી અહીંયા રહેતા હોવાથી તે લોકોને ગુજરાતી બોલતાં નથી આવડતું તો તેથી તે લોકો હિન્દી ભાષી હોય છે તો ગુજરાતી જે શેઠિયાઓ હોય છે કે જે રત્ન કલાકારો હોય છે કે કોઈપણ ક્ષેત્રમાં કામ કરતાં ગુજરાતીઓ હોય છે તેમની સાથે વાતચીત કરવા કે પછી શાકભાજી લેવા જતી તેમની સ્ત્રીઓ કે કોઈપણ ખાવા પીવાની આઈટમની ખરીદી કરતી વખતે પણ જે એમને વાતચીત કરવી પડે છે ત્યારે તે લોકો તેમની સાથે તૂટેલી ફૂટેલી હિન્દી કે જેમાં મિશ્રિત ગુજરાતી છાંટ આવતી હોય તેવી હિન્દીનો તે લોકો પ્રયોગ કરતાં હોય છે તેમાં કાઠીયાવાડી સ્ત્રીઓ પાણીપુરી ખાતી ખાવા જતી વખતે ત્યાંના યુપી બિહારી ભૈયા લોકો સાથે વાર્તાલાપ કરતી વખતે કહે છે કે ભૈયા પાણીપુરી થોડા છોટા દેના મોટા દેતે હો તો પાણી કોણી તક પુગતા હે તેમજ કોઈ એમને કોઈ શેઠિયાને કે કોઈ પુરુષને એડ્રેસ પૂછવામાં આવે તો તે લોકો ગુજરાતી અને હિન્દી મિક્સ કરીને તેમને એડ્રેસ સમજાવે છે કે યહાં સે સીધા ચલા જાના ફિર ચાર રસ્તે સે ડાબે વળ જાના તો આપ વહાં પે પુગ જાઓગે તો એ લોકોને જે લોકોને ગુજરાતી બોલતા નથી આવડતું તેમની સાથે બંધ બેસવા માટે થઈને તે લોકો પોતાને આવડતી તૂટેલી ફૂટેલી હિન્દી ભાષાનો પ્રયોગ કરીને તેમની સાથે વાર્તાલાપ કરે છે